પાંચ ચાર બે હજાર ચોવીસ એકવીસ સાત બે હજાર બાર એકવીસ છ બે હજાર સત્તર પચીસ છ બે હજાર બાર સત્તાવીસ આઠ બે હજાર પંદર વીસ છ બે હજાર એકવીસ